એક એક બે હજાર એકવીસ બાર બાર બે હજાર બાર છવ્વીસ એક બે હજાર ઓગણીસ તેર જૂન ઓગણીસો એકાણું તેર જુલાઈ ઓગણીસો પંચ્યાસી